યોગની ક્રિયા જેઓ નવા છે તેમના માટે એવી સલાહ છે કે યોગ સ્વાસ્થય માટે ખૂબ જ જરૂરી છે યોગના માધ્યમથી તમે તમારા સ્વાસ્થય માટે ખૂબ જ ખૂબ જ ઉપયોગી સાધન પણ કહી શકાય છે યોગ જેમકે ઘરે પણ કહી શકાય અને બાર પણ કરી શકાય છે જેમકે રામદેવજી મહારાજને ટીવીમાં જોઈને પણ યોગ કરી શકાય છે યોગનું સ્વસ્થય માટે ખૂબ જ ઉપયોગી માધ્યમ છે યોગ માટે યોગ માટે થોડો ટાઈમ આપવો પડે છે યોગ માટે આખા દિવસની જીવનશૈલીમાંથી થોડોક ટાઈમ કાઢીને યોગ કરવો જોઈએ યોગ દ્વારા બે વસ્તુ થઈ શકે છે એક તો સ્વાસ્થ્ય માટે અને બીજું કે યોગ દ્વારા તમે કોઈપણ એકાગ્ર મન કરી અને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો અથવા એક ચોક્કસ તમે ધ્યેય પ્રાપ્ત કરી શકો છો યોગની દ્વારા તમે થોડો ટાઈમ લઈ અને તમરું સ્વાસ્થ્ય પણ સુધારી શકો છો યોગ કરવાથી તમારા શરીરમાં બધા રોગ દૂર થઈ જાય છે યોગ દ્વારા તમે તમારા સ્વાસ્થ્યમાં ઑક્સીજન પૂરતા પ્રમાણમાં લાવી શકો છો યોગ યોગની શરૂઆતથી ધીમે ધીમે લઈને તમે યોગમાં જેટલા ઊંડા જાઓ એટલું તમને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી થાય છે યોગ કરવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે યોગમાં એકદમ સીધું ટટ્ટાર બેસી અને ધ્યાન કરવું જોઈએ યોગમાં કસરત પણ કરી શકાય છે અને યોગ કરતી વખતે એકદમ શાંત વાતાવરણની પસંદગી કરવી જોઈએ યોગ કરવાથી આપણાં શરીરમાં કોઈપણ પ્રકારનો રોગ રહેતો નથી યોગ સાથે આપણે આપણાં મનને એકાગ્ર કરી અને જે કંઈપણ આપણો ધ્યેય હોય છે તે પ્રાપ્ત કરી શકીએ છીએ યોગ માટે થોડો ટાઈમ જોઈએ યોગ લાંબા ગાળા ખૂબ સરસ રિઝલ્ટ આપે છે યોગ કરવાથી આપણાં મનની શારીરિક માનસિક બધી જ તંદુરસ્તી અને સ્ફૂર્તિ ખૂબ સરસ થઈ જાય છે યોગ એકવાર કર્યા પછી રોજ કરવો જોઈએ આપણી જીવન શૈલીમાં રોજ એકવાર એક કલાક તો યોગ કરવો જ જોઈએ યોગ કરતી વખતે એક એ પણ બાબત ધ્યાનમાં રાખવાની કે આપણે ધ્યાનમાં પણ બેસવું જોઈએ યોગ કરીને ધ્યાનમાં પણ બેસી શકાય છે યોગ ઘણા પ્રકારે થાય છે જેમકે યોગ આપણે આંખ બંધ કરી એક્દમ શાંત વાતાવરણમાં પદ્માસનમાં બેસી અને ધ્યાન પણ કરી શકાય છે યોગ છે એમાં અલગ અલગ પ્રકારની કસરતો પણ થાય છે જેમકે આપણે આપણા હાથ પગ અથવા કોઈપણ પ્રકારની ડોકની માથાની કોઈપણ પ્રકારના શરીરના અવયવોની કસરત પણ કરી શકાય છે યોગ કરવાથી શરીરને બઉ લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે પહેલાના સમયમાં લોકો યોગ કરતાં હતા જેમકે સાધુ સંતો પણ જંગલમાં યોગ કરીને સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે અત્યારના સમયમાં યોગનું માધ્યમ ખૂબ જ વધ્યું છે અને જેમ જેમ યોગ કરતાં જાઓ તેમ તેમ તમે યોગ દ્વારા કોઈપણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો યોગ દ્વારા તમારા શરીરની તંદુરસ્તી પણ જળવાય છે અને યોગ્ય દ્વારા તમે જે કંઈપણ ધ્યેય છે તે પ્રાપ્ત કરી શકો છો યોગ કરવાથી શરીરની અંદરની તંદુરસ્તી ખૂલીને બહાર શરીરને ચોખ્ખું કરી નાંખે છે મનની અંદર સારા વિચારો આવે છે ફૂલ શુદ્ધ અને ચોખ્ખું ઑક્સીજન પ્રાપ્ત થાય છે